હાજી હાજી હું અજીતખાન પઠાણ બોલું છું એચડી સ્કૂલમાં મારી બી નોકરી છે પ્યુન છું હા હ ભાઈ નવ થી છમાં શું મારે એક પ્રોબ્લેમ છે એન્ડ સવારે નવ વાગે બધા ઘરનાં કામકાજ પતાવીને નીકળવું ખૂબ અઘરું છે કેમકે ઘરની પણ બધી જવાબદારીઓ છે મારા મિસિસની તબિયત સારી રહેતી નથી લગભગ એટલે અને બે બાળકો છે એટલે સવારે મારે કિચન સાંભળવાનું હોય છે ઘરનું બધું કામકાજ પતાવવાનું હોય છે લગભગ એકાદ કલાકની રાહત મળે અને સવારે દસ સાડા દસે આવવાનું હોય ને તો હું પણ નિષ્ઠાપૂર્વક શું છે ઈમાનદારીથી અને વફાદારીથી મારી જોબ પણ કરી શકું એ આશયથી શું છે તો મને સમયમાં થોડી રાહત કરી આપો તો પ પછી ભલે સાંજે રોકાવાનું થાય અને સાંજે રોક કેમકે

હં હં ના દસ દસ થી પાંચને બદલે સાંજે વધારે રોકાવાનું થશે ને એ મને પોસાશે પછી સાંજે કંઈ કામ હોતું નથી વધારે પણ જો ત્યાં પણ સ્કૂલમાં પણ શું છે કે જવાબદારીઓ સાંભળવાની હોય સ્કૂલનું પણ કામ થાય એમાં મને રસ છે કેમ કે સાંજે બધા શિક્ષકો કદાચ છ વાગે છૂટી પણ જાય ને તો બાકીનું બધું કામ છે ને કેમ કે સ્કૂલમાં પણ આવીએ તો સાફ સફાઈ ઓરડાઓની બધા બાળકોનું પાણી પીવાની બધી જગ્યાઓ એની બી સાફ સફાઈ બધું ધ્યાન રાખવાનું બધા વ્યવસ્થિત રૂમો કલાસરૂમો બધા બંધ છે કે નહીં એ બધું વસ્તુનું ધ્યાન રાખવાનું પછી ઓછો સમય હોય તો સ્કૂલને પણ અગવડ થાય એવું હું ઈચ્છતો નથી મને પણ એમાં રસ નથી એટલે સાત વાગ્યા સુધી જો હોય તો ચાલે પરંતુ સવારે થોડું આવવામાં મને રાહત મળે ને તો ખૂબ અનૂકુળતા રહે

હા મા મા મારી પ્રપોઝર નાખજો બરાબર હો ને પછી સાંજે થોડું વધારે રોકાવાનું થશે તો વાંધો નહીં અને હું કોઈ પણ કામ તો શું છે બહુ ખંતપૂર્વક કરું છું ઈમાનદારી અને વફાદારીથી આપણી શું રોજીનો સવાલ છે આપણે ઓછી સેલરીમાં પણ આપણે શું છે કે ભગવાને આપણને જયારે રોજીનો જરીયો બનાવ્યો છે રોજીનો કોઈ આધાર આપણો બનાવ્યો છે તો એમાં ઈમાનદારીથી પછી આપણે નોકરી કરવાની બરાબર છે અને ઘરનું પણ સચવાય હા ગો ગોઠવણ એવું કરજો થેન્ક્યુ થેન્ક્યુ સાહેબ હા